ખમણ એક એવી વાનગી છે જે મેં ઘણી બધી વાર પ્રયત્ન કર્યા છે પણ સરખી રીતે બન્યા નથી એક વાર તો ચણાની દાળ પલાળી અને આઠ કલાક પલળી અને એ જ પાણીમાં મને ખબર નહિ હતી કે એ પાણી ઢોળીને ફ્રે બીજું પાણી લઈને આપણને મિક્સીમાં પીસવું જોઈએ પણ મેં એ જ પાણીથી પીસ્યું તો જ્યારે આથો આવ્યો તો ત્યારે એટલી બધી વાસ આવી ગઈ એટલે બે કિલો ચણાની દાળ મને ફેંકવી પડી પછી બીજી વાર જ્યારે મેં બનાવી ત્યારે કંઈ મીઠું વધારે પડી ગયું અને ખારા ખરા બન્યા ફૂલ્યું તો નહિ એ પણ પછી ત્રીજી વાર મેં પ્રયત્ન કર્યોં ખમણ બનાવવાનો બ છતાંએ એમાં પણ કંઈ કમી રહી ગઈ પછી એક વાર એમ વિચાર્યું કે એક છેલ્લું પ્રયત્ન કરું છું કે ભાઈ હવે આના પછી હું ખમણ નહિ બનાવીશ એ દિવસ મેં બહુ મારા મનથી બનાવ્યું અને એકદમ સારા પોચા જાળીદાર ખમણ બન્યા